હુ ગઈ વખતે મેં આ કાર કેબની એજન્સીની ટ્રાવેલિંગ કરી હતી અને હું સાપુતારા ગયેલો હતો તો તમે જે મારી સાથે ડ્રાઇવર મોકલેલો તે બહુ સરસ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને મને તેની સાથે ફાવી પણ ગયું અને એની સાથે મજા પણ આવી તે મને બધી જ જગ્યાએ લઇ ગયેલો અને મારે બે દિવસ પછી મારી બેનને મૂકવા મુંબઈ જવાનું છે તો હું તમને વિનંતી કરું છું કે તમે પણ જે જ ગઈ વખતે મને ડ્રાઇવર આપેલો તે જ ડ્રાઇવર આ ખેલે મને આપો તો મને મજા આવશે ફાવશે અને તે મને તેની સાથે ફાવી પણ ગયું છે ને તેમને પણ મારી સાથે ફાવી ગયું છે તો અમને બંનેને મજા આવશે અને બે દિવસ માટે મારે જવાનું છે તો તે મારી સાથે જ રહેશે તેની ખાવા પીવાની બધી સુવિધા હું કરી આપીશ તો તમે પ્લીઝ મારી વિનંતી છે કે તે જ ડ્રાઇવરને મારી સાથે મોકલો કેમકે તે ડ્રાઇવર ડ્રાઇવિંગ મસ્ત કરે છે આરામ પણ કરે જ છે અને તેની સાથે મને મજા પણ આવે વાતો કરતા કરતા અમે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ અને ડ્રાઇવ પણ કરતો હોય ને સોંગ પણ વગાડતો હોય છે મજા આવે એની સાથે મને અને પ્લીઝ મને વિનંતી છે કે મને ગઈ વખતે જે ડ્રાઇવર આપેલો ને તમે તે જ ડ્રાઇવર આપો અને કારે એ જ સારી છે અને જે ગઈ વખતે કાર લાવેલો તે ડ્રાઇવર તે જ કાર સારી છે ને તે જ કાર અને ડ્રાઇવર બંને મોકલજો પ્લીઝ મારી આ રિક્વેસ્ટને તમે એક્સેપ્ટ કરજો ને મારી આ વિનંતી છે